ભારત જ્યાં વિવિધ કળા અને શૈલી જોવા મળે છે ભારત ઘણા અને શૈલીનો મેળો છે અને આપણી પ્રાચીન શૈલી જેવી કે શિલ્પ અત્યારે કોઈ ખાસ શિલ્પકાર જોવા મળતા નથી પહેલાના જમાનામાં મનને સંતોષ આપે એવા શિલ્પકાર જોવા મળતા હતા અને તેમને અદ્વિતીય અદ્વિતીય મૂર્તિઓ બનાવી હતી અને અદ્વિતીય સ્ટ્રક્ચર બનાવ્યા હતા જેમ કે તાજમહેલ લાલ દરવાજા વગેરે વગેરે સીદીસૈયદની જાળી પણ અત્યારના એન્જીનિયરો અને આધુનિક મશીનો પણ તેમની જગ્યા લઈ શકતા નથી અને આ દુ ખદ લાગણી સાથે મારે કહેવું પડશે કે હવે આ શિલ્પ શૈલી આપણા ભારતમાંથી અદ્રશ્ય થવા જઈ રહી છે તો આપણે એને જાળવીશું તેવી વિનંતી